તો જ્યારે હું નવા શહેર જઇશ ત્યારે મારે આધારના અપડેટ કરવાની જરૂર છે એ વસ્તુ ભૂલવાની નથી અને આઈડી પ્રૂફમાં ફોટોસ આધાર કાર્ડ જૂનું આધાર કાર્ડ પાન કાર્ડ એડ્રેસનાં પ્રૂફ લઈ જવાના છે અને ત્યાં જઈને જે આધાર કેન્દ્ર છે જે અપડેટ થાય છે એ બધા એકસાથે ડાયરીમાં લખી લેવાના અને જવા પહેલાં કોઈ લોકલાઇટ હોય તો એમને રસ્તો પૂછી લેવાનો નહીં તો ગૂગલ મેપ્સમાં એકવાર જોઈ લેજે અને એકવાર કોલ કરીને અપોઈનમેન્ટ બુક કરી દેવાનું